એક એવું ગીત છે જે મને બહુ જ ગમે છે એ ગીત છે દિલ હૈ કે માનતા નહીં યે બેકરારી ક્યુ હો રહી હૈ યે જાનતા હી નહીં હો ઓ દિલ હૈ કી માનતા નહીં આ ગીત મને હંમેશા ગણગણાવાનું ગમે છે જ્યારે પણ હું મૂડમાં હોઉં જ્યારે રિલેક્સ હોઉં તો મને એમ થાય છે કે આ ગીત હું ગાયા કરું ખૂબ મજાનું ગીત છે હું જ્યારે એક સ્કૂલમાં ભણતી તી આજથી લગભગ વીસ પચીસ વર્સ પહેલાંની વાત છે આ નવું નવી આ ફિલ્મ આવી હતી અને આ ગીત જ્યારે રજૂ એમાં રીલીઝ થયું તો મને સાંભળવાનું બહુ જ ગમે અને બહુ સુંદર ગીત છે આ મારું ફેવરેટ ગીત છે હું હંમેશા એને ગાતી હોઉં છું